પ્રથમ નંબર નેવું બીજો નંબર નવસો ત્રીજો નંબર નવ હજાર ચોથો નંબર નવ હજાર નવસો નવ્વાણું પાંચમો નંબર દસ હજાર